ધાર્મિક તહેવારો ધાર્મિક તહેવારો છે જેમ કે મકર સંક્રાંતિ રામ નવમી જન્માષ્ટમી દિવાળી છે હોળી છે આ બધા તહેવારો એ અમારા ગુજરાતીઓના ધાર્મિક તહેવારો છે ધાર્મિક તહેવારો માટે હરએક ઘરમાં અલગ અલગ વાનગી બને છે ચોક્કસને ચોક્કસ કોઈ પણ બાળકોને અથવા તો દરેક ઘરમાં હરએક ચોક્કસ પ્રકારની વાનગીઓ બનાવામાં આવે જ છે જેમકે કોઈ પણ એક તહેવાર લઈ લ્યો તો છે દિવાળી દિવાળી છે તો દિવાળીમાં તો જાત જાતના ફરસાણો હરએક ઘરમાં બને છે જેમ કે મેંદાની પૂરી છે ફાફડા છે જલેબી છે મગજના લાડુ છે મોહનથાળ છે હરએક ઘરમાં વડીલોને ભાવતી અને બાળકોને ભાવતી દરેક વાનગી બનાવામાં આવે છે જેવી રીતે બધાને ભાવતી અને આ વાનગીઓ ગુજરાતીની અને ગુજરાતીઓ ગુજરાતીની વાનગી તો દેશ વિદેશમાં પ્રખ્યાત છે જેમ કે ગાંઠિયા જલેબી છે તો હરએક ઘરમાં બનતાએ હોય છે બહાર પણ એટલા મળતા હોય છે અને બધા લોકોને પસંદ પણ એટલા જ હોય છે તમે જલેબી ફાફડા માટે તો બધા ગુજરાતના જલેબી ફાફડા માટે તો બધા પાગલ હોય છે એવી જ રીતે બીજો તહેવાર જે છે તો કે રામ નવમી રામ નવમી એટલે કે રામ ભગવાનનો જનમ દિવસ રામ ભગવાનના જનમ દિવસના દિવસે એક રામ ભગવાનની પંજરી ખાસ ધરવામાં આવે છે પંજરીનો પછી પ્રસાદ વેચવામાં આવે છે ત્યારે ભલે દરેક લોકોની ફરાળ હોય છે પણ તેના માટે ગુલાબ જાંબુ અને માંડવી પાક છે જેઓ જેવી મીઠાઈઓ એ હરએક ઘરમાં બનતી જ હોય છે અને દરેક લોકો પ્રેમથી એને ખાય છે રામ નવમી છે એ જ રીતે બીજો તહેવાર છે પછી તો જે કેમ કે મેં તમને કીધું મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ એક એવો તેવાર છે જે નાનાથી માંડી અને વડીલો સુધી બધા લોકોને પસંદ હોય છે અને એના માટે હરએક ઘરમાં તલની લાડુળી મમરાની લાડી એ લાડુળી મમરાની મમરાના લાડવા તલની ચીકી હરએક ઘરમાં આ વાનગી તો એક સ્પેશિયલ છે કે જે ચોક્કસ પણે બધાના ઘરમાં બનતી જ હોય છે અગાશીમાં લોકો પતંગ ઉડાડવા જાય છે અને તલ અને ગોળની લાડુળી સાથે અને હા બોર બોર છે તલની લાડી લાડુળી મમરાની લાડુળી એ હરએક લોકો જ્યારે અગાસીમાં પતંગ ચગાવવા માટે ઉપર જાય છે ત્યારે તે લોકો હરએક ઘરમાં બનાવતા જ હોય છે મગજની લાડુળી તો હરએક લોકોને નાનાથી માંડીને બધાને પસંદ હોય છે એવી જ રીતે જે મગજની લાડુળી બનાવી છે એવી જ રીતે જે તલની લાડુળી છે એ મકર સંક્રાંતિમાં એક તહેવાર તરીકે હોય છે એક ચોક્કસ પણે હોય છે કે જે એક પણ ઘર એવું નહીં હોય કે જે ઘરમાં તલની લાડુળી નહીં બનતી હોય ગરીબથી માંડી અને હા એ દિવસે લોકો દાન પણ બહુ કરે છે હરએક માંજે છોકરાઓ નાના નાના બાર બેઠા હોય છે તેમને ચોકલેટ બિસ્કિટ થી માંડી અને તલના લાડવા મમરાના લાડવા તરીકે આપે છે અને તેમાં તે લોકો ગુપ્તદાન પણ નાખે છે નાના ઘરમાં નાના બાળકો હોય તો તેમાં આપણે રૂપિયા બે રૂપિયાના સિક્કા નાખીને તેમને આપીએ તો એ લોકો રાજી થાય છે અથવા તો જે ગરીબ માણસો બેઠા હોય છે તેને આપણે મૂલના લાડવા તલના લાડવા જે ઘરે બનાવી અને આપણે તે દાનમાં પણ આપી શકીએ છીએ અને એક આપણા ગુજરાતીનો નહીં પણ અમારા હિન્દુ લોકોનો એક તહેવાર છે તહેવાર નથી પણ જલારામ જયંતી છે એક તહેવાર તરીકે જ ખાસ ઉજવાય છે હર એક ઘરમાં જલારામ બાપાની પૂજા થાય છે અને તેના માટે હર એક લોકો ગાંઠિયા અને બુંદી જે સ્પેશિયલ આઈટમ છે લોઆણાની જલારામ બાપાની ફેવરેટ એ હરએક ઘરમાં બનતી જ હોય છે એમ અને તે દિવસે હરએક ઘરમાં બનાવી અને તે લોકો પ્રસાદ તરીકે પણ બધાંયને વેચતા જ હોય છે હરએક જલારામ મંદિરે બુંદી સ્પેશિયલ હોય છે કે જે હિન્દુ લોહાણાના ઘરમાં બને છે અને એક એક લોકોને પ્રસાદ તરીકે આપવામાં પણ આવે છે આ બસ આ બધા જે અમારા હોળી છે હોળીમાં છીએ તો કે જેમ કે હોળીમાં લોકો રાત્રે લગભગ મોસ્ટઓફલી સ્પેશિયલ ઘરે ભજીયા બનતા હોય છે અને હોળીમાં મીઠાઈ તરીકે ધાણી દાળિયા અને ખજૂર એ વસ્તુ જે છે ધાણી દાળિયા અને ખજૂર એ વસ્તુ હરએક ઘરમાં બાળકોથી માંડી અને મોટા લોકો લેતા જ હોય છે ધાણી આપણે હોળીની જે હોલિકાની જે પ્રદક્ષિણા કરીએ છીએ તે પ્રદક્ષિણા કરી અને તેમાં આપણે ખજૂરને એ લગભગ ધરીએ છીએ અને એ ધરી અને પ્રસાદ તરીકે પણ ખજૂરને બધું પ્રસાદ તરીકે લઈએ છીએ અને હા ખાસ છે કે જે આપણા તહેવારો છે એ લાપસી એક આપણા હિન્દુઓની છે મેન સુકનની લાપસી કોઈ પણ સારો તહેવાર હોય કે ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય તો તેના માટે એક છે કે સુકનની લોકો લાપસી તો ખાસ બનાવે જ છે બસ આ જ છે કે જે અમારા ધાર્મિક તહેવારો છે તેની સાથે અલગ અલગ વ્યંજનો જેમ કે મીઠાઈઓ જોડાએલી છે અને હરએક ઘરમાં કોઈ ચોક્કસ તહેવારે જેમ કે સંક્રાંતિમાં તલની લાડુળી રામ નવમી હોય તો પંજરી માંડવી ગુલાબજાંબુ વગેરે એક્સેટ્રા દિવાળી હોય તો મગજની લાડુળી બનાવે છે કોઈ ધરવા માટે એવી જ રીતે હોળી હોય તો ધાણી દાળિયા ખજૂર હોય છે અને એવી જ રીતે જલારામ જયંતી હોય તો ગાંઠિયા બુંદી ગાંઠિયા તો સ્પેશિયલ હોય જ છે બધાના ઘરમાં